હેલો હા ટેક્સી ડ્રાઈવર જોડે વાત થાય છે સારું કાલે મને થોડું કાલુપુર રેલવે સ્ટેશન જવું છે તો એ માટે મને તમારી ટેક્સી ટેક્સી કાલે અવેલેબલ જોઈએ તો તમે કાલે આવી શકો છો સારું મારે કાલે દસ વાગે રેલવે સ્ટેશન જવું છે તો તમે કેટલા વાગે આવી શકો છો તો નવ વાગે સારું સારું તો તમે સવારે નવ વાગે કાલે આવી જજો કાલુપુર રેલવે સ્ટેશન જવું છે તો તમે કાલે નરોડા નવ વાગે પહોંચી જજો સારું ધન્યવાદ